લગ્ન એક સામાજિક બંધન છે જેને તહેવાર તરીકે ભારતમાં મુખ્યત્વે ઉજવવામાં આવે છે અને એમાં ઘણા બધા સંસ્કારો સાથે જોડાએલું છે તો હવે આપણે જો આમાં આગળ વાત કરીએ સર લગ્નમાં ઘણાબધા રીતિ રિવાજો વિધિઓ અને સંસ્કારો જોડાએલા હોય છે એમાં જ જો આપણે કહેવાયને કે સામાજિક મુદ્દે જોવા જઈએ તો લગ્નમાં આવતા લોકો વર વધુને ભેટ સોગાદો કે પછી આશીર્વાદરૂપે પૈસાઓ એ બધું આપતા હોય છે હવે એમાં કઈ કઈ વસ્તુઓ આપતા હોય છે એ બહુ આમ કહેવાયને સરળ મુદ્દો છે કે કોઈ બી લગ્નપ્રસંગ હોય તો મુખ્યત્વે તો લોકો પૈસા દ્વારા જ વહેવાર કરવામાં માનતા હોય છે જેને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામ કેતા હોય છે ઘણા લોકો ચાંદલો લખાવો કહી શકે ઘણા લોકો પહ આપવો એવું કઈ શકે આવા અલગ અલગ નામો દ્વારા ભેટ સોગાદો આપતા હોય છે હવે જેમ જેમ મોડર્ન કલ્ચર આવતું જાય એમ લોકો કહેવાયને કે ભેટ તરફ વળી રહ્યા છે તો એમાં પણ જો જોવા જઈએ તો સુશોભનની વસ્તુઓ ઘરવખરીની વસ્તુઓ વાસણો કોઈ ફર્નિચર કપડાંઓ જેવી અલગ અલગ ઉપયોગમાં આવતી વસ્તુઓ આપતા રહે છે હવે આ ભેટ સોગાદો આપવી એ પોતાનો કહેવાય નિજી પ્રશ્ન છે જેમાં કોઈ બી કાંઈ પણ આપી શકે હવે જો એમાં એક પ્રથાની વાત કરીએ તો એક પ્રથા જે જૂના સમયમાં વધુ જ પ્રચલિત હતી તો જે કે દહેજપ્રથા તો જૂના સમયમાં દીકરી વર્ગના લોકો કે દીકરીના માતા પિતા એ પોતાના વરને જે દીકરીનો વર છે એને પોતાના તરફથી પૈસા ઘરેણા કહેવાયને વાસણસામગ્રી જેને આપણે કરિયાવર કઈએ તો એ પોતાના તરફથી દીકરીને સાથે આપે જ્યારે લગ્ન કરીને મોકલે જેને દહેજપ્રથા કહેવામાં આવતી બરાબર કે જેનાથી પોતાની દીકરી છે તે દુ ખી ના થાય અને પણ સામાજિક જો આપણે જોવા જઈએ સામાજિક રીતે તો એ પ્રથાનો દૂર ઉપયોગ કહેવાય કે પછી કહી શકાય કે એનો ફાયદો ઉઠાવવાવાળા લોકોએ એને એક પોતાનો હક સમજીને એના દ્વારા અત્યાચાર કરવાનું શરૂ કર્યું હોય એવું માની શકાય કે દીકરીના પિતા પાસે અમુક પ્રકારની માંગણીઓ રાખવી કે આટલા પૈસા જોઈશે આ ગાડી જોઈશે આટલાં ઘરેણાં જોઈશે આ જમીન જોઈશે મને આ ધંધો કરી આપો જેવા માંગણીના લાંબા લાંબા યાદી નામો કરીને દીકરીના બાપ સામે રાખવામાં આવે અને જે જો પૂરા કરવામાં ના આવે તો દીકરીને દુ ખ દેવામાં આવે જે એક ખૂબ જ ખરાબ અસર સમાજ ઉપર પાડી હોય એવું માની શકાય પણ જો પ્રેમની વાત કરીએ તો તો દીકરીના મા બાપ છે એ પ્રેમથી પોતાની દીકરીને ઘણું બધું આપતા જ હોય છે જે અલગ અલગ જાત અલગ અલગ સમાજમાં અલગ અલગ હોઈ શકે પણ મુખ્યત્વે હોઈ તું તો એ જ કે દીકરીને સાસરે જઈને કોઈ પણ જાતના પ્રશ્નો ઊભા ના થાય અને દીકરીને કોઈના મેણાં ટોણાં સાંભળવા ના પડે તો એમાં મુખ્યત્વે જોવા જઈએ તો ઘરનું જે આપણે કેવાય રાચરચીલું ઘર સામગ્રી ફર્નિચર એ બધી વસ્તુઓ જ રહેલી છે અને જો દહેજપ્રથા છે એને કાઢવી હોય તો એ માનસિકતા રાખવી ખૂબ જરૂરી છે કે આ વસ્તુઓ એ શા માટે આપવામાં આવે છે પ્રેમથી કે પછી એક માંગણી સ્વરૂપે એક કહેવાયને કે તમારી દીકરી સ્વીકારવાનો જે ઉપકાર અમે કરીએ છીએ એના માટે કયા હેતુથી દહેજ આપવામાં લેવામાં આવે છે એ મુદો ખૂબ જ મહત્ત્વનો છે તો આ ભેટસોગાદો જે આપણે આમ કહી શકાય કે લોકો જે પોતાના લગ્ન પ્રસંગમાં જમણવાર અને બધી જાતના ખર્ચાઓ કરે છે એમાંથી ઉભરવા માટેનો પણ એક સાધન ગણી શકાય જે લોકો ભેટ રૂપે પૈસા આપતા હોય છે તો આ એક સામાજિક વ્યવહાર તરીકે હું આને જોઉં છું અને એને એ જ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે એવું મારું માનવું છે